હલો હલો ડૉક્ટર છેલ્લા થોડા દિવસથી છેને તબિયત મારી ડાઉન રહી છે બટ અમે લોકો પરિવાર સાથે થોડુંક બહાર જવાનું વિચારતા હતા તો થોડીક તમારી સલાહ લેવી હતી કે મતલબ સાપુતારાને એ સાઈડ થોડુંક હમણાં ફરવા જઈએ તો ચાલે વાતાવરણના હિસાબે તમને એટલે શહેરમાં હમણાં ખબર જ છે બધું માંદા બધા બહુ પડે છે શરદી ખાંસી બધું રહેજ છે એટલે અમારા ઘરમાં તો કઈ એવી તકલીફ નથી પણ મને દર સિઝને એવું થાય જ છે એટલે હું થોડોક જવા માટે અચકાઉં છું તો મારે જવું જોઈએ કે નહીં જવું જોઈએ હા એટલે મને દર વર્ષે એવું થાય જ છે એટલે શિયાળો એટલે ઋતુ ચેંજ થાય ને કંઈ પણ એટલે મને શરદી ને કફ એવી બધી નાની મોટી તકલીફો ચાલુ થઈ જ જાય છે બટ એ પછી સિઝન જેમ જેમ વધે એમ નોર્મલ બી થઈ જાય છે પણ આ વખતે કેવું થોડુંક વાતાવરણ વધારે ખરાબ થયું છે ને રોગચાળો વધારે છે એટલે મેં છેલ્લા અઠવાડિયાથી પ્લાન કરીએ છીએ જઈએ જઈએ પરિવાર સાથે પણ કંઈ ગોઠવાતું નથી થોડુંક આ રોગના લીધે અમે લોકો અવઢવમાં છે જવું જોઈએ નહીં જવું જોઈએ હા બરાબર સાચી વાત બરાબર છે

બરાબર સાચી વસ્તુ છે મતલબ એમ કોઈ વાંધો નહીં આવે ચાલેને જઈએ તો

બરાબર હા એ તો ચાલુ જ છે એમ પણ એ કશે બી જઈએ એટલે લઈ જ જઈએ છે એમાં તો વાંધો નથી હા હા ચોક્કસ મેડમ ચો ઓકે થેન્ક યુ